ગુજરાતી લેખકોમાં ઝવેરચંદ મેઘાણી છે કે એ જેમની માણસાઈના દીવા પછી રઢિયાળી રાત આ ખૂબ જ સરસ એમની કવિતા એમનો લેખક લેખન છે પ્લસ કનૈયાલાલ મુન્શી છે જેમણે લખેલું છે કૃષ્ણ અવતાર પર એ કૃતિ બહુ ખૂબ જ સમજવાલાયક અને જોવા વાંચવા જેવી છે પછી કાકાસાહેબ કાલેલકર છે ગાંધીજી ગાંધીજીમાં સત્યના પ્રયોગોની જે એમની આત્મકથા છે એ પણ ખૂબ જ સરસ છે અને એમણે જે લખેલું છે એમનાં જીવન પર ખૂબ જ રસપ્રદ રીતે એમણે લખી ને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પછી કવિતા કવિઓની વાત કરીએ તો એમાં

નંદશંકર મહેતા જેણે કર કરણઘેલો નામની કવિતા લખી છે પછી દલપતરાય છે એમની કવિતાઓ ખૂબ જ દિલને સ્પર્શી જાય આપણાં હ્રદયને સ્પર્શી જાય તે રીતની હોય છે નરસિંહ રાવ દેવટીયા છે પછી રમણલાલ રમણભાઈ નીલકંઠ છે નરહરિ પરીખ છે જેમણે માનવ અર્થશાસ્ત્ર પર લખ્યું છે કનૈયાલાલ મુનશી આ બધા અમારા ચહિતા અને પસંદીદા લેખક અને કવિઓ છે